હેલો હેલો હા કોણ વાત કરી રહ્યા છો

હા હા બોલો હા હા પહેલા તો સ્ટેટ લેવલમાં જવા માટે તમારી પૂરતી તૈયારી હોવી જોઈએ અને સ્પોન્સરશિપની તો પછી વાત આપણે કરીશું પહેલા તો તમારી પોતાની ખુદની તૈયારી હોવી જોઈએ કે પછી એમ એવું ના થાય કે આપણા આમ એવું સ્પોન્સર કરીએ અને પછી રિઝલ્ટ આમ ના મળે એમ તમારી તૈયારી ખૂબ હોવી જોઈએ તો જ આગળ આપણે વાત કરી શકીએ આગળ જે પણ સ્પોન્સરશિપ આપતા હોય એમને તો તમે રાજપીપળાથી ક્યાંથી બોલો છો ઓકે વડીયાથી બોલો છો મારું નામ યશ પટેલ છે હું વડોદરાનો એથેલેટિક્સનો કોઓર્ડિનેટર છું એમ હું વાત કરી શકું મારી જાણમાં છે અમુક સ્પોન્સર્સ તો તમારે એવું હો સમય હોય તમારી પાસે તો તમે એક વાર વડોદરા મારી ઓફિસે આવી જાઓ હું તમને એડ્રેસ એસએમએસ કરી દઉં છું ઓકે અને ત્યાં આપણે બધી શું કહેવાય સ્પોન્સરશિપની લગતી વાત કરીશું કે ભઈ શું છે શું નહીં આનું આગળ પ્રોસિજર શું થાય કીટ કીટનું જોઈ લઈશું પ્લસ આ તો સ્પોન્સરશિપની આપણે વાત તો કરીશું પણ તમારી ભી મહેનત હોવી જોઈએ એમાં

પ્રૅક્ટિસ તમારે ખૂબ જોઈશે સ્પોન્સરશિપ તો ગમે ત્યાંથી મળી શકે છે મારી ધ્યાનમાં અમુક સ્પોન્સર એ વાત કરી શકે છે એ કેટલી સ્પોન્સરશિપ તમને કરી શકે છે હા તો તમે હું તમને તમે ફ્રી ક્યારે હશે તો હું તમને એ પ્રમાણે ટાઈમ તમને કહી શકું કે તમે વડોદરા આવીને મારી ઓફિસ પર મળી શકો હું તો હમણાં મારે ગેમ્સના બધા સ્ટુડન્ટ્સના ટ્રાયલ ચાલે છે તો એમાં હું હું બીઝી હોઉં છું એટલે તમે આઈ થિંક શુક્રવારે અગ્યાર વાગ્યા પછી તમે મને હું ફ્રી છું શુક્રવારે અગ્યાર વાગ્યા પછી તો તમે મને ત્યારે મળી શકો છો વડોદરા હ ને હું તમને એસએમએસ કરી દઉં છું એડ્રેસ હા ઓકે